અમારા વિસ્તારમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ અને મેડિકલ કોલેજો આવેલી છે મેડિકલ કોલેજ મારી સંસ્થાની નજીકમાં જ છે સિવિલ હૉસ્પિટલ અને ત્યાં મેડિકલ કોલેજ પણ ચાલે છે અને તિથલ રોડ ઉપર આર્ટ્સ કોમર્સ સાયન્સ અને એન્જીનીયરીંગ કોલેજો આવેલી છે એ સિવાય નર્સીંગ કોલેજ પણ ત્યાં ચાલે છે અને જિલ્લામાં સારામાં સારી કોલેજ એ વલસાડની જેપી આર્ટ્સ કોલેજ કોમર્સ કોલેજ અને બીકે અને બીકે સાયન્સ કોલેજ છે એનું નામ દક્ષિણ ગુજરાતમાં મોખરે છે એ સિવાયમાં વાપી ખાતે કોલેજ છે કોમર્સ અને આર્ટ્સ કોલેજ પારડીમાં કોલેજ આવેલી છે આર્ટ્સ અને કોમર્સ કોલેજ ધરમપુરમાં આર્ટ્સ અને કોમર્સ કોલેજ આવેલી છે અને કપરારા ટ્રાયબલ વિસ્તારમાં પણ આર્ટ્સ કોલેજ ચાલે છે એ સિવાય વાંસદાની અંદર પણ આર્ટ્સ કોલેજ હવે તો ડાંગ જિલ્લામાં પણ આર્ટ્સ કોલેજની વ્યવસ્થા કરવામાં આવેલ છે શિક્ષણ એ તો આપણા માનવ માનવ જીવન માટે મુખ્ય જરૂરી વાત છે શિક્ષક મુખ્ય ધારામાં શિક્ષણ છે જીવનના મુખ્ય ધારામાં શિક્ષણ એ ખૂબ જ જરૂર છે શિક્ષણનો પાયો મજબૂત હોય તો જ દેશનો વિકાસ થાય મારા ઘરમાં અમે ચાર ભાઈઓ છે અને બધા જ શિક્ષક શિક્ષિત છે હું પોતે ગ્રે કોમર્સ ગ્રેજ્યુએટ છું મારા બે ભાઈઓ એક કોમર્સ ગ્રેજ્યુએટ બીજો આર્ટ્સ ગ્રેજ્યુએટ છે અને સૌથી નાનો એ પોતે એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલો છે અને અને બધા જ પોતપોતાને સ્થાને ખૂબ સુખી છે એજ્યુકેશનના લીધે મારે બન્ને દીકરીઓ છે એમણે પણ ખૂબ સારું શિક્ષણ મેળવેલું છે અને એ શિક્ષણના લીધે સમાજનું સ્તર પણ ઘણું ઊંચું આવ્યું છે શિક્ષણ મેળવ્યું હોય તો જ વિકાસના કામો આપણે કરી શકીએ અને વલસાડ જિલ્લામાં દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે શિક્ષણ આપવાનું એક માત્ર સંસ્થા છે જેનું નામ છે નેશનલ એશોશિએશન ઓફ ધ પ્લાન વલસાડ જ્યાં દોઢસો જેટલા દિવ્યાંગ બાળકો છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરે છે અને એમાં સંગીત શિક્ષણ મોખ મોખરે છે સંગીત વિશારદ સુધીના અભ્યાસ કરાવવામાં આવે છે સંગીત વિશારદ પછી લગભગ પંચાસી જેટલા ભાઈઓ બહેનોને અમે સંગીત શિક્ષકની અને ભાષાના શિક્ષકની અને સરકારી નોકરી અપાવવાની એક બહુ સફળતાપૂર્વક અમે કામ કર્યું છે જે ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે શિક્ષણનો પાયો ન હોય તો પાયા વગરની ખુરશી ચાલી શકાય નહીં બેસી શકાય નહીં એટલે શિક્ષણ તો હોવું જ જોઈએ શિક્ષણ હવે તો ફરજીયાત કર્યું છે સરકારે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘણી બધી પ્રાઇમરીથી માધ્યમિક સુધીની શાળાઓ અત્યારે ચાલે છે ઘણા ગ્રામ્ય વિસ્તાર નજીક આર્ટ્સ અને કોમર્સ કોલેજની કોમર્સ આર્ટ્સ અને કોમર્સ વિભાગની કોલેજો તો હોય જ છે પણ નર્સીંગ માટે પણ હવે ધરમપુર જેવા વિસ્તારોમાં કોલેજની સ્થાપના કરવામાં આવી છે દિવસે દિવસે શિક્ષણ ની કક્ષા શિક્ષણની કક્ષા ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચી રહી છે અત્યારે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ મેડિકલ કોલેજમાં અભ્યાસ મેળવે છે અને મારા જાણવા મુજબ વલસાડ જિલ્લાનું કોઈ પણ ગામ એવું નહીં હોય કે જ્યાં એમબીબીએસ સુધીની ડિગ્રી ન પ્રાપ્ત કરી હોય ઘણા બધા વિદ્યાર્થીઓ બીઈ મિકેનિકલની કોલેજમાં અભ્યાસ કરીને સારામાં સારી નોકરીઓ મેળવે છે દમન જેવી કંપનીઓમાં તદઉપરાંત બીઈ મેકેનિકલ પછી આઈટી કોલેજોમાં અભ્યાસ કરે છે